નમસ્તે સાહેબ હું મારું નામ અનિલભાઈ છે હું સર સર મેં હમણાં જ દસમુ પાસ કર્યું છે હવે આગળ હું શું કરું એની મને કાંઈ ખબર પડતી નથી જેથી તમારા પાસેથી સલાહ લેવા આવ્યો હતો હા તો હવે સર આગળ શું કરવું જોઈએ જેથી મારું કરિયર સારું થાય આગળ ભવિષ્યમાં

હં બરાબર બરોબ સર પછી આઈ આઈ ટી આઈ કરીને આગળ ભણવું હોય આપણે સમજી લો દસ કરીને આઇ ટી આઈ કરી અને પછી મારે અગિયાર બારમું કંઈક ભણવું હોય કોઈ ડિગ્રી લેવી હોઈ તો લઈ શકાય નાઆઆ હા સર તો પછી હું આર્ટસ છું એટલે આર્ટસ જ જવું પડશે ને

હા સર હં હં અચ્છા તો એ અચ્છા તો એના કરતાં તો આઈ ટી આઈ જ બેસ્ટ છે ને સર કંપનીમાં ડાઈરેક કામ પણ મળી રહે

હા બરાબર હં સર એ જ આઇ ટી આઇ નિઃશુલ્ક હોય છે કે પછી એમાં એ ફીસ વગેરે કાંઈ ભરવું પડે છે ફીઝ વગેર ભરવું પડતું હશે ને આઈટીઆઈમાં ય અચ્છા હંહં

નથી આઈ ટી આઈ ને સર આઈટીઆઈમાં કયો લેવો જોઈએ કોર્સ આપણે કોપા કે પછી ફીટરવાળો

હંહં

હં હં આઈટીઆઈનું ઓકે સ હા ભલે હા